હેલો ડોક્ટર સાહેબ એટલે એ કેમ છો તમારું નામ તો બહુ સાંભળ્યુ અહીં આશ્રમમાં અમે આ સદ્ભવના આશ્રમમાં જ છીએ અને સદ્ભવના આશ્રમની અંદરમાં અમારે સાંધાનો બહુ દુ ખાવો છે અને પગ ચાલી નથી શકતા તો એ સાંધાના દુ ખાવા માટે તમારું નામ બહુ સારું સાંભળ્યું છે કે તમે બહુ સારો ઈલાજ કરો છો અને દવા સારી વાપરો છો કે ઓલી નકલી હે હા પણ એ મારા સાંધાનો દુ ખાવો જલ્દી મટી જાય એ પહેલાં હું ઉપર ન વયો જઉં હા બસ મારી ઉંમર અઠ્ઠોતેર છે બોલો બોલો અચ્છા બટ

અચ્છા પણ નોટ પાણી કેટલા લેશો હા હા હા પણ હવે અહીંયા વૃદ્ધ આશ્રમમાં છીએ એમાં પગ લંગડા છે એટલે હવે શું છે કે તમે જો સારો ઈલાજ કરો તો અમે હાલતા ચાલતા થઈ જાય હે હા બસ મને ચાલતા કરી દ્યો બસ ભગવાન તમને સુખી રાખે હે અને પગ પૈસા બહુ વધારે નહીં આપું કેમ કે હું માલદાર નથી ભાઈ હવે ડોક્ટરનું કામ એવું રહ્યું કે નોટ પાણી જ્યાં મળે ત્યાં મોઢું નાખે હા એક નસ તોડવાની હોય તો કે બે નસ તોડવાની છે હા ચાલો ભલે ડોક્ટર સાહેબ હા હા નમસ્કાર બોલતો નથી ન હ